મારા પરિવારમાં મારી મમ્મીને આ શોખ હતો ઘરે શાકભાજી ઉગાડવાની ફૂલ છોડ ઉગાડવાની વ્યવસ્થા પર થતી ને જો ગલકા છે કોબીજ છે બટાકા છે રીંગણ ટામેટાં જેવા બધા જાતના છોડ ઉગાડતી હતી અને ઘરે શાકભાજીનો કોઈ ઘટાડો થતો નહોતો એટલે અમે બહારનું ખાવાનું બહુ ઓછું છે અને અમારા ઘરની અંદર બધું શાકભાજી ઘળેથી જ નિકળી આવે છે એટલે માળા મમ્મીને શોખ હતો આ બધું કરવાનો ઘરે શાકભાજી જેવા ફૂલ છોડનો હાર બનાવી વેચાણ કરે ભગવાનના ચડવા માટે ફૂલનો હાર બનાવી વેચાણ કરતા હતા અને મને એમને જોઈને મને આ શોખ થયો એટલે હું હું હાં હું પણ આ કામ કરી રહ્યો છું અને જેમકે કંઈક ફુલેવર છે કોબીજ છે રીંગણ છે મરચાં છે અને ડુંગળી છે જેવા ગલકા છે ચોળી ગવારસીંગ ભીંડા આ જે શાકભાજીનો ઉત્પાદન હું કરું છું ઘરે બી એમાં ફૂલ છોડ રોપું છું ગાર્ડનમાં અને આ રીતે હું હું મારી મમ્મીને જોઈને આ બધું શીખ્યો છું અને હું પણ આ જ કામ કરું છું અને આ હમણાં થી જ કરું છું ને કરતો રહીશ આ મારા પણ મમ્મીના શોખ હતા એટલે મને પણ શોખ જાગ્યો જોઈને હું આ કામ કરું છું અને મારા પપ્પા પણ આ કામ પહેલાં કરતા હતા જેવા કે શાકભાજી અને ફૂલ ફૂલના ઝાડ ને આપના ઘરના આંગણે ત્યાં આંબા છે કેળ છે અને આ બધા છોડ પાણી અને શાકભાજીનું ઉત્પાદન કરે છે તો બહારથી ખાવાનું શાકભાજી કે એવું તો અમે લાવતા નથી એટલે અમે ઘરે જાવ ત્રણેય થઈને કામ કરીએ છીએ એટલે અમે શાકભાજી બહારનું ખાવાનું ખાતા નથી એટલા માટે અમે બધા ઘરે મારી મમ્મી અને મારા પપ્પા હું ના હોવ તો મારી મમ્મી અને મારા પપ્પા આ શાકભાજીનું કામકાજ કરી રહ્યા છે અને એમાં આપણે અમે પણ ખાઈએ છે ને આજુબાજુ કોઈ પણ પાડોશી આવે એના શાકભાજી તોડી આપે કોઈને ફૂલની જરૂર હોય તો ફૂલ તોડી આપે અને એમાં આપણે સહકુટુંબમાં પણ અમે આપીએ છીએ અને ગામમાં પણ આપીએ છીએ ને એમાં જે વધનું હોય વધારાનું એમાં અમે વેચાણ પણ થોડું કરીએ અને ગુજરાન ચલાવીએ છીએ એટલે અમે બહારથી શાકભાજી લાવવાનું રાખતા નથી એટલે અમે હવે આ રીતે અમાર પણ મારી મમ્મી પહેલેથી કરતા હતા પછી એમ કરતાં કરતાં મારા પપ્પા પછી ત્યારબાદ હું આ કામ કરવાની અપેક્ષા રાખું છું એટલે મારે એટલે હવે હું આ કામ કરીશ અને

જ્યાં સુધી કરીશ ત્યાં સુધી મારા ઘરને સારું છે અને હું મારા આગલી પેઢીને પણ આ સલાહ આપીશ આ મારે કે આ રીતનું કરે તો આ રીતનું આપણા ઘરમાં થાય અને ચાલુ રહે આપણું ઘર એ રીતના આપણે બધી રીતના કરીએ છીએ અને આવી

મારા મમ્મી પણ બધું કામ નથી કરી શકતા એટલે હવે મારા મારા પપ્પા પણ એમ બહુ કામ નથી કરી શકતા એટલે હવે મારે જાતે આ બધું કામગીરી કરવું પડે છે અને હવે હું કરીશ અને કરું છું કોઈ દિવસ મજૂરથી પણ કામ કરાવીશ અને કોઈ બી રીતે મજૂરથી પણ આ શાકભાજીનો છોડ ઉગાડીશ અને આ શોખ છે મને અને મારા આજુબાજુના પાડોશી અને ગમે તે રીતે કોઈ સંકટમાં પણ આવતા નથી એટલે આ કામ કરું છું હું અને હવે આ રીતે આ કામ કરતો રહીશ એટલે આ મારું મારે મારા અને મારી મમ્મીને આ મને શિખવાડ્યું છે એટલે હું આ કામ કરી શકું છું આ મારી મમ્મી શોખ રાખે છે એટલે હું કરી શકું છું મારું આ કામ આનાથી મારે જરા પણ બહુ વાંધો આવતો નથી કે ત્યારે હું આ કામ સરળતાથી કરી શકું છું હું મારા પપ્પા પણ કરે છે થોડું થોડું કરવા મદદ કરે છે એટલે હું આ કામ કરું છું મારે મારી મમ્મી કોઈ દિવસ શાકભાજી લઈને જાય કોઈ દિવસ હું ત્યાં કોઈ દિવસ મારા પપ્પા એટલે ગામમાં પડી આવે પાડોશી ગામમાં પડી આવીએ ને કંઈ જે કંઈ પાંચ પચ્ચીસ આવે એમાં તેલ મરચું મીઠું લાવીને ગુજારો કરીએ છીએ આ અમારા ઘરનું આટલું સારું છે એટલા માટે હું આ શોખ રાખું છું રસ રસ ધરાવું છું હું આ કામમાં અને હવે આ કામ સરળતાથી કરતો જઈશ તાત મારે સારી રીતના મારું ઘર ચલણ થશે હવે તો અમારી મમ્મીનો પણ શોખ મારા પપ્પાનો પણ અને મારો પણ અને આવનાર મારી પેઢીને પણ આ હું શીખવાડીશ અમારી આ શાકભાજી અને ગલગોટો જેવા કંઈ ફૂલો ફુલેવર આદું મરચાં ધાણા રીંગણ ટામેટાં ભીંડા સોડી ગવારસિંગ ને ચાનક જેવા આ પ્રકારના શાકભાજી કરીએ છીએ